અમારું મનપસંદ ગુજરાત સમાચાર છે તે તેમાં સમાચાર જુદા જુદા વાંચવા મળે છે અને આખી દુનિયાના ગણું બધું જાણવા મળે છે અને જનરલ નોલેજનું જ્ઞાન પણ મળે છે અને સમાચાર જાણવા માટે મગજ ઉપયોગ કરી શકે છે